આમતો હું ઘરનું ખાવાનું વધારે પસંદ કરું છું કેમકે મમ્મીના હાથનું જમવાનું એની વાત જ અલગ છે પરંતુ બહાર જવાનું હોય કે હોટલ્સમાં જવાનું હોય તો હું ઉપલેટાથી છું પ્રોપર તો ઉપલેટામાં ઘણી બધી એવી પર્ટીક્યુલર હોટલ્સ છે કે જેમાં મને અમુક અમુક વસ્તુ એવી હોય કે જે ખાવાની વધારે પસંદ છેતો ઈ અમુક પ્લેસીસની અમુક એવી સ્પેશિયાલીટી હોય કે જયાં હું ખાવા માટે જાઉ છું આમતો હું ખુદ પણ કૂકિંગ કરું છું હું ખુદ રસોઈ બનાવું છું તો મારા હાથનું મને શાક રોટલી સ્વિટસમાં ઘણું બધું મીઠાઇમાં હું ઘણું બધું બનાવી લઉં છું તો ઈ વધારે પસંદ છે બટ મમ્માના હાથનું વધારે પસંદ આવે છે તો ઈ એક છે કે ઘરનું ખાવાનું વધારે બટ બહાર ખાવાનું જોઈએ તો અહીંયાં રાજકોટમાં અમે વધારે જવાનું થાય તો નૉર્મલી પાણીપુરી છે ઈ આપણે ઠેલા ઉપર જ ભાવે પાણીપુરી આપણે સ્પેશિયલ રેસ્ટોરાંમાં જઈએ તો ત્યાંની એટલી ન ભાવે તો ઈ એનો જે સ્પેશિયલ ઠેલા ઉપર ખાઈ ઈ પાણીપુરી પછી બહાર અહીંયા પીઝા ખાવા હોય તો લાપીનોઝ મને વધારે પસંદ કરું છું અને અનલિમિટેડમાં મારુ કાંઇ કામ નથી કેમકે મારું હું એટલું બધું ખાઈ ના શકું બટ મને અમુક ખાવામાં પર્ટીક્યુલર મારી ચોઇસીસ છે કે હું આ આ વસ્તુ જ ખાઉં બધી વસ્તુ મને જનરલી યુઝવલી મને બધી વસ્તુ જલદીથી ના ભાવે બટ જે ભાવે ઈ હું પ્રોપર એવી રીતે ખાઉં ઘરે જો ખાવાનું હોય તો મમ્માના હાથનું ખીર છે હા હલવો છે ગુલાબ જાંબુ છે એવી રીતે અને ઊંધિયું ગુજરાતીઓનું સ્પેશિયલ ઊંધિયું ખમણ ઢોકળા ઈ બધુ મને વધારે પસંદ છે પ્લસ બહારનું ખાવામાં જોઈ તો પીઝા ઈઝ માય મોસ્ટ ફેવરેટ વન પીઝા હું વધારે ખાઉ છું પછી પાઉં ભાજી છે દાબેલી એવી રીતે અમુક અમુક એવી જગ્યાઓ છે કે જયાં મને ઈ વસ્તુ ત્યાંની જ પસંદ પડે છે તો હા એવું ઘણીબધી એવી રીતે છેકે ઈ ત્યાંનું સ્વાદ જ કંઇક અલગ હોય છે

ચાઇનીઝ પંજાબી સાઉથ ઇંડિયન યા સાઉથ ઇંડિયન ટવેન્ટી સેકેન્ડ પેરેલલ છે ત્યાંનો સાઉથ ઇંડિયન ઢોંસા ઇડલી ઈ બહુ વધારે સરસ છે તો હું ત્યાં વધારે જવાનું પસંદ કરું પછી બીજું તો હોટલ કે ઢાબા ઉપર ઓકે હોટલમાં જ્યારે જવાનું હોય ત્યારે ઈ ટાઈપનું ફૂડ હું પ્રીફર કરું અને જ્યારે ઢાબા ઉપર જવાનું હોયને ત્યારે ઈ ટાઈપનું પ્રીફર કરું લાઇક હોટલમાં જવાનું હોય તો મને ઇટાલિયન મેક્સિકન એવી રીતે હું પસંદ કરું અને ઢાબા ઉપર કે એમ જવાનું હોય તો પંજાબી છે ગુજરાતી ક્યારેક ક્યારેક ચાલે એટલે ગુજરાતી કાઠિયાવાડી થાળી હોય કે પંજાબીમાં કંઈ બી હોય એમ વધારે પસંદ આવે છે સો એવી રીતે બહાર ખાવા માટે ઘણું બધું અલગ અલગ મને ચટપટી તો હું પહેલેથી જ છું એટલે બહારનું ખાવાનું વધારે પસંદ છે ખાવું ઓછું એ વાત અલગ છે બટ બહાર હોટલ કે ઢાબા ઉપર જવાનું થાય તો હું સૌથી પહેલા હોય છે